મેં અમદાવાદમાં કાંકરિયા સ્થળને મુલાકાત લીધી હતી ત્યાં અમે ઓનલાઈન જોયું હતું તો તળાવ અને બેસવાનું સારી એવી જગ્યા હતી અને નેચરને માણી શકાય તેવી જગ્યા હતી પણ ત્યાં ગયા પછી ખબર પડી કે અહીંયા તો બાલવાટિકા પછી રમત ગમત માટે સાધનો એડવેન્ચર્સ પછી નકીના વાવડી ઘણી બધી રાઇડ્સો અને કાંકરિયા તળાવની વચ્ચોવચના નકીના વાવડી આવેલી છે જ્યાં તમે લેક ઉપર બેસીને નકીના વાવડીની મોજ કરી શકો છો અને ત્યાં ઈયરના એન્ડના પાંચ દિવસમાં ખૂબ આતશબાજી કરવામાં આવે છે અને યરના એન્ડના પાંચ દિવસો ત્યાં ઉજવવામાં આવે છે